ભારતમાં યોગ ગુરુઓમાં તો હમણાં બાબા રામદેવજીનું બહું મોટા પ્રમાણથી યોગ ક્રિયા માટે ચાલી રહ્યું છે કે જે ડાયરેક તમને ટીવીના સ્રોતથી તમે યોગ ક્રિયા શીખવાડે છે કઈ યોગમાં તમારે કેવી રીતે બેસવું તમે કેવી રીતે એને પલાંઠી વાળવી કેવા કેવી રીતે યોગ કરવો પ્રાણાયમ કરવા આ બધું દરેક યો યોગ તમને ધીરે ધીરે સમજાવે છે અને લોકપ્રિય યોગ ગુરુમાં તો હમણાં બાબા રામદેવનું ચાલે છે બરોબર પહેલાં ઘણા બધા યોગ ગુરુઓ થઈ ગયા કે પહેલાંનું રાજા રજવાડાઓ વખતે ગુરુઓ જંગલમાં રહેતા ત્યાં વિદ્યાર્થીઓ એમને ભણાવતા એમને બધું જ શીખવાડતા આજે પણ આપણી શાળાઓમાં યોગનું ચાલે જ છે પણ વધારેમાં વધારે હમણાં યોગ ગુરુઓમાં બાબા રામદેવનું વધુ ચાલી રહ્યું છે